ગુજરાતમાં કોઈ પણ વ્યવસાય શરૂ કરવો હોય તો બહુ અઘરો નથી સ સરળ છે એના માટેના કેટલાક નિયમો હોય છે ભઈ કંપની બનાવી છે તો કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ અને જે પણ વિસ્તારમાં હોય ત્યાં જેમ કે અમદાવાદમા આપણી કંપની હોય તો અમદાવાદ મ્યુન્સિપાલટી એટલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પરેશનમાં તેનું રજિસ્ટ્રેશન કરાવવું પડે એટલે કે ગુમાસ્તા ગુમાસ્તા ધારાનું સર્ટિફિકેટ્ આપણે લેવું પડે અને જે પણ જો આપણે વ્યવસ્થિત કાયદાકીય રીતે આપણો બિઝનેસ ચલાવવો હોય તો જી એસ ટી નંબર પણ લેવો પડે અને આપણું જો ટર્ન ઓવર લગભગ વીસ લાખ કરતાં ઉપરનું ટર્ન ઓવર હોય તો જી એસ નંબર લેવો પડે કદાચ નિયમ બદલાયા હોય હમણાં તો એ જાણ નથી પણ વીસ લાખનો નિયમ આપણને હમણાં ખ્યાલ છે અને હવે જે પેલો પ્રોફેશનલ ટૅક્સ્ પણ જો કહેવાયને કે આપણે ત્યાં કેટલા એમ્પ્લૉઇ છે દસ એમ્પ્લૉઇ છે પંદર એમ્પ્લૉઇ છે વીસ એમ્પ્લૉઇ છે તો તે પ્રમાણે આપણી કંપની પ્રાઈવેટ લિમિટેડ કે લિમિટેડ કરવી પડે અને જેટલાં પણ એમ્પ્લૉઇ આપણે ત્યાં હોય તે બધાનો પ્રોફેશનલ ટેક્સ બધાનું પી એફ એ કપાવવું પડે આ પણ એક નિયમ છે અને બીજા નિયમમાં ખાસ જો આપણું કામકાજ કઈ કોઈપણ વિદેશનું હોય તો બહારથી પણ એ જે રૂપિયા છે એ આપણા ખાતામાં ટ્રાન્સફર જો કરાવવાના હોય તે માટેના પણ અલગ અલગ નિયમો હોય છે એટલે તે માટે પણ આપણે જે પણ ઇમ્પોર્ટ એક્સપૉર્ટનો બિઝનેસ કરતા હોય ભલે આપણે ગુજરાતમાં છે પણ બહારથી આપણે રૂપિયા મં મંગાવતા હોય તો તેના પર્ટિક્યૂલર ફોર્મ તે પણ આપણી બૅંકમાં તે તે માટેની બધી જ વ્યવસ્થા કરવી પડે એટલે મૂળ તો આપણા ગુજરાતમાં બિઝનેસ કરવો એટલો બધો અઘરો છે નહીં પણ આજની કૉમ્પિટિશનના જમાનામાં આ બધા કરો જી એસ ટી અને બીજા બધા પ્રોફેશનલ ટૅકસ અને ટૅક્સોની વચ્ચે રહીને આપણો બિઝનેસ ચલાવવો તે ખરેખર કઠિન છે